હલો હા હવે આજે ક્લાસમાં તો તમને હોમવર્ક આપેલું તે તમે કર્યું એવું એવું પ્રેક્ટિસ વગર તો ચાલશે જ નહીં પ્રેક્ટિસ તો કરવી જ પડે ને તો પછી આગળના સ્ટેપ આપણે ક્યારે કરશું એવું કરીએ તો આપણા એનિમલ પીકચર જે હમણાં જે નવું આવેલું છેને તો એના પર કંઈ આપણે સ્ટેપ શીખી લઈએ ચલો હલો હં હં તો પછી પરફોર્મન્સ બરાબર થશે તમારાથી સ્ટેજ પર પણ પછી આપણે આ પરફોર્મન્સ કરીએને તો સ્ટેજ પર પછી આમ તેમ નહીં થવું જોઈએ પછી એ જૂનું પણ કરશો ને આ નવું પણ કરી દેશો બધું યાદ છે ચલો તો આપણે આ સ્ટાર્ટ કરીએ તો તમે આ ક્લાસમાં આવી જાવ હઁ પછી એ સ્ટેપ મારા જ ચાલુ કરીએ હઁ અને મ્યુજીકની સીડીને પણ બધું હઁ તો અહં બરાબર હા ના હ પણ તમે આ બધું તૈયારી રાખજો હઁ આ બધાં મ્યુઝીકના ઇન્સ્ટ્રુમેન્ટને બધું હા તો જ નહીં તો પછી આ પાછું દિવસ લંબાઈ થશે ને તો પછી રહી જશે આગળના સ્ટેપ હાં ચોકક્સ ચોક્કસ આવો ત્યારે હાં ચાલો હાં આવો